આમ તો હું એક સામાન્ય જીવન જીવતી વ્યક્તિ સવાર ઉઠે કામ કરવું પ્રોફેશનલ લાઈફ જીવવી બાળકો સંભાળવા અને જીવન જીવવું એક સરળ અને સહજ જીવન પણ કેટલા વખત તે મારા મગજમાં વિચાર આવે કે આ લોકો હિમાલયની ટોચ ઉપર જઈને શું કરે લોકોમાં શા માટે આવા સપના જોઈએ કે મારે આ આ પર્વતને સર કરવો છે મને ઊંચાઈ પર જવું છે એ લોકોને એવું તો શું મળતું હશે એ ઊંચાઈ પર જઈને ઘણું બધું મેં વાંચ્યું ટ્રેકર્સ વિશે પણ હંમેશાં મને એવું જ લાગતું કે એ શું છે કે લોકોને વારંવાર ત્યાં જવા માટે ખેંચે છે વારંવાર ત્યાં જવા માટે હિમાલય પોતાની પાસે બોલાવે છે આ તો છેલ્લા કેટલાક વર્ષોથી મારું મન મને ખેંચતું હતું કે મારે પણ એક વાર જવું છે મારે પણ જવું છે કે ત્યાં ટોચ ઉપર શું છે એ ટોચ મને શા ટોચ લોકોને શા માટે બોલાવે છે શા માટે લોકોને એવું લાગે છે કે એવરેસ્ટ પર જવું એ જીવનું જોખમ છે છતાં પણ લોકો એવરેસ્ટ પર પહોંચે છે એક ઓક્સિજનનો બાટલો લઈને જવું પળશે તો પણ લોકો ત્યાં જવાની ઈચ્છા કરે છે શા માટે ઘરમાં બેસીને એક ટીવીમાં બેસીને હિમાલયની ટોચને જોઈને આનંદ નથી પામતા તો મારી અંદર રહેલી આ કયુરોસીટીને સંતોષવા માટે મે હમણાં એક ટ્રેકિંગ પર જવાનો નક્કી કર્યું કદાચ એ મારા લાઇફનો પહેલું જ ટ્રેકિંગ હતું અને એ મેં નક્કી કર્યું કે મારે તો જવું છે હિમાચલમાં જ શા માટે હિમાલય જ લોકોને આટલો બધો બોલાવે એટલા માટે મેં એક દયારા બૂઘયલ કરીને એક ટ્રેક પસંદ કર્યો અને ત્યાં જવા માટે ત્યારે મેં જ્યારે આ ટ્રેક ઉપર જવાનું નક્કી કર્યું ત્યારે મને સમજ પડી કે આટલા વર્ષો હું વિચારતી હતી અને જ્યારે તમે કોઈ ટ્રેક ઉપર જવાનું નક્કી કરો તમે ત્યાં જઈને ટ્રેનમાં તમારી ટિકિટ બુક કરો ત્યારે તમે પચાસ ટકા તમે તમારા ગોલ તરફ આગળ વધી રયા છો એવું તમને અહેસાસ થાય અને જ્યારે મેં આ ટ્રેક સાઇન કર્યો ને ત્યારે તો મને ખબર જ નહોતી કે હું કેવી રીતે આ કરીશ એમાં મારું શરીર કેટલું તૈયાર હોવું જોઈએ તે વિશેના પણ મને કોઈ જ મારા મગજમાં વિચારો નહીં હતા પણ ધીમે ધીમે મને ટ્રેકર્સ ગ્રુપ તરફથી બહુ બધા સલાહ સૂચનો આવવા માંડ્યા આટલી મિનિટ ચાલવું પડશે આટલી મિનિટ દોડવું પળશે તમારો હાર્ટ રેટ આટલો રહેવો પડશે તમારે બે મહિના માટે સતત સતત સતત આ પ્રેક્ટિસ કરવી પડશે અને અમે લોકો એને સૂચવેલા સૂચનો પ્રમાણે કરતા ગયા કરતા ગયા ટ્રેકિંગ તો ફક્ત છ દિવસનું હતું પણ એ છ દિવસનું ટ્રેકિંગ કરવા માટે અમે જે બે મહિના મહેનત કરી એ મહેનતને કારણે અમે અમારા મનથી તૈયાર થયા કે આ બધી તકલીફો આવશે અમે જ્યારે ઉપર ચઢીશું તો પગ દુખશે સ્વભાવિક છે કારણ કે આપણે પહાડોમાં જીવનાર લોકો નથી આપણે શહેરમાં જીવનાર ગાડીમાં ફરનાર લોકો છીએ અને આ પહાડોને ચડવા માટે આપણા પગ તો આપણને ના જ પાડશે કારણ કે આપણે સરળ અને સહજથી કંઈક જુદું કરી રહ્યા છીએ છતાં પણ અમે હિંમત કરી અમે બે મહિના મહેનત કરી એ બે મહિનાની મહેનતે અમને મનથી અને તનથી મજબૂત કર્યા અઘરું હતું પહેલો દિવસ ચડવા માટે બહુ જ અઘરો હતો આઠથી દસ કલાક ચડવાનું હતું સીધું ચઢાણ હતું પાંચથી સાત કિલોમીટર ચડવાનું હતું એ ચડ્યા પછી જ્યારે અમે અમારા કેમ્પ પર પહોંચ્યાને ત્યારે પગની પગ તો એવા દુખતા હતા કે એવું લાગતું હતું કે અહીંયાંથી એક ડગલું પણ હવે ચલાશે નહીં પણ અડધો કલાકના આરામ પછી અને આજુબાજુને પર્વતોની હારમાળાને જોઈને જાણે બધું જ પગનું દુખ ચાલ્યું ગયું અને પછી તો રાતમાં તારા મંડળી આકાશ ગંગા અને ત્યાંનું વાતાવરણ ત્યાંની શાંતિ અને વન્ય જીવોને જોઈને જે આનંદ થયો એ આનંદે આ છ દિવસમાં જે ટ્રેકમાં અમને તકલીફો પડી એ તકલીફોને ભુલાવી દીધી અને ખરેખર મન એટલું બધું એમ કહેવાય કે એનર્જેટિક થઈ ગયું અથવા તો એમ કહેવાય કે એક લક્ષ્યને પ્રાપ્ત કર્યા પછીની જે આનંદની અનુભૂતિ હતી તે એટલી બધી થઈ કે પાછું તરત જ છ મહિના પછી બીજા ટ્રેકિંગ પર જવાનો નિર્ણય કર્યો ભારતમાં ઘણા બધા ટ્રેકર્સ જાણીતા છે મારી નજરે ઈન્ડિયા હાઇક્સ કરીને છે હિમાલ્યન ટ્રેકર્સ છે અનાલા છે એવા તો ઘણા બધા ટ્રેકર્સ છે અને બધા પોતપોતાની રીતે લોકોને ગાઈડ કરવામાં સક્ષમ છે સુરતથી પણ સાથી કરીને ટ્રેકર્સ છે અને અમે લોકોએ ઈન્ડિયા હાઇક્સથી કર્યું અને એનો અનુભવ અમને ઘણો જ સુખદ રહ્યો